અહીં પૂછવાં આવેલ બાબતે મારી સાથે એક વાર એવો અનુભવ થઈ ગએલો કે અમે લોકો બધી રસોઈ બનાવીને તૈયાર બેઠાં હતાં કે ભાઈ હમણાં આપણો જમવાનો સમય થાય તો આપણે જમવા બેસી જશું અને એની ફિટ એક કે દોઢ કલાક પહેલાં જ અમારાં મહેમાનનો અમને ફોન આવેલો કે અમે આટલાં સમય પછી આવ્યાં છીએ જુનાગઢ આટલી લાંબી મુસાફરી કર્યા બાદ તે લોકો મુંબઈથી આવેલાં તો એ લોકોનાં અમારી સાથે એકદમ ગાઢ સંબંધ તો તેણે અમને કહ્યું કે અમારે તમારી ઘરે આવવું છે અને ચોક્કસ છે કે ભાઈ આપણી ઘરે કોઈ મહેમાન ત્યાં છેકથી આવતું હોય આપણને મળવા માટે એટલાં પ્રેમ ભાવથી તો આપણે તેને જમવાનું ઓફર તો કરવાનાં જ એમ ને એમ તો આપણે તેને ન જ જવાં દઈએ તો અમે તેને તેમને કહેલું કે તમે ખાલી બેસવાં માટે ન આવો અમને મળવાં માટે ના આવો ખાલી પણ તમારે અમારી ઘરે જમવું તો પડશે જ એ કહેવાતાં કહેવાઈ તો ગયું પણ પછી જે એક કલાકમાં અમારે મુશ્કેલી એ હતી કે એકથી દોઢ કલાકની અંદરમાં અમે એવું તો શું બનાવીશું અમે પહેલેથી દાળ ભાત શાક રોટલી છે એ બધું સંભારા સહિત ને બધું ગુજરાતી ખાણું છે એ તૈયાર કરી રાખ્યું હતું પરંતુ આપણાં ગુજરાતીમાં એવો રિવાજ છે જ પહેલેથી કે આપણી ઘરે જ્યારે મહેમાન આવે ભલે અડધી કલાક પહેલાં આપણને જાણ થયું હોય કે કલાક પહેલાં ક્યાં તો આપણે તૈયાર વાનગી કોઈ એવી મીઠાઇ લઈ આવીએ જેમ કે શ્રીખંડ છે કાજુ કત્રી મોહન થાળ પેંડા થાબડી ટૂંકમાં મીઠાઇ કોઈ પણ અને ક્યાં તો આપણે ખમણ ઢોકળા જે ગુજરાતીઓને આમ ગમે ત્યારે તમે કહો એ લોકો ખાવાં માટે તૈયાર જ હોય ખમણ ઢોકળા મીઠાઇ આ આટલું આપણે એક ફિક્સ જે ટૂંકમાં કહેવાયને મેનૂ એ થઈ ગયું છે કે ભાઈ મહેમાન આવે એટલે ખમણ ઢોકળા હોવાં જોઈએ ને ક્યાં મીઠાઇ હોવી જોઈએ કોઈ પણ જાતની તો ત્યારે અમે જે મુશ્કેલીમાં હતાં કે ભાઈ આપણે એક કલાકની અંદર એવું મસ્ત ખાણું બનાવવાનું છે કે જેનાંથી આપણાં મહેમાન છે એ ખુશ થઈ જવાં જોઈએ અને આપણને પણ સંતોષ થવો જોઈએ કે ભલે સમય ઓછો હતો માત્ર એક કલાક પૂરતો પણ આપણે છે આપણાથી બનતું કર્યું અને આપણાં મહેમાનને ખુશ કર્યા દિલથી જમાડ્યું અને તેની જે અંદરથી આમ જે ખુશી છે એ આપણને જોવાં મળી આપણને મળી અને તે લોકો સંતોષકારક જમીને ખુશ થઈને જવાં જોઈએ એવું આપણને ભાવ હોય તો ત્યારે એ જ સરખો ભાવ અમને હતો તો અમે એવું નક્કી કરેલું કે જો શાક રોટલી દાળ ભાત છે એ સંપૂર્ણ રીતે બની ગયાં છે પહેલેથી ઓલરેડી તો બટાટાનું શાક હતું તો બટાટાનાં શાક સાથે આપણને સૌથી પહેલાં પૂરી જ યાદ આવે પુરીનો લોટ બાંધ્યો ફટાફટ મમ્મીએ અમે પૂરી બનાવી પછી શાક હતું તો શાક વધારે બટાટા સુધારીને પાછું શાક વઘારી લીધું એ શાક છે એ બંને અમે ભેગું કરી લીધું શાક થઈ ગયું પૂરી છે એ લોટ બાંધીને પછી એક મારી બહેન છે એ વણતી ગઈ અને મારાં મમ્મી છે એ પુરીને તળતાં ગયાં પછી જ્યારે વાત આવી મીઠાઇની તો એક કલાકની અંદર આપણે ઘરે ગમે તેવું ચોખ્ખું ઘી હોય પણ આપણે જેવી મીઠાઇ બનાવવી હોય એવી મીઠાઇ બની ન શકે કેમ કે તેમાં પણ ઘણી જાત જાતની હોય છે બધી રીતો કે તેને પહેલાં ચાસણી સરખી આવવી જોઈએ સરખેથી ચેક કરીને બધું કરવું પડે તપાસીને તો એ બધું છે એ એક કલાકની અંદર કરવાં જાઈએ તો પછી આપણે બીજો જે બધી વાનગી બનાવવી હોય એકસ્ટ્રા વધારાની એ એનાં માટે સમય ઘટે તો અમે એ અવોઈડ કર્યું અને બહારથી તૈયાર મીઠાઇ લઈ આવ્યાં મીઠાઈમાં અમે લઈ આવ્યાં હતાં કેસર શ્રીખંડ તેની સાથે ખમણ ઢોકળા બનાવી લીધાં મમ્મીએ ફટાફટ એ ઢોકળાનો બધોય સામાન તૈયાર કર્યો ઢોકળા બનાવ્યાં પછી વાત આવી દાળ ભાતની તો દાળ ભાત અમે એક એક બાજુનાં ગેસ ઉપર દાળને બાફવાં મૂકી દીધી તેની અંદરના ડબલામાં જેટલું જેવડું વાસણ છે એ સમાઈ જાય એમાં ભાત મૂકી દીધા તો ભાત અને દાળ બંને બફાઈ ગયાં ત્યાર બાદ દાળને મિક્સરમાં ઝરણીથી આ ટૂંકમાં આખી દાળને ઝરીને ઝરણે વડે ઝરીને તેને અમે વઘાર કરી નાખ્યો અને ભાત છે એને ભાતિયામાં ઠાલવી દીધા અને પછી છેલ્લે સૌથી પ્રિય વસ્તુ ગુજરાતીઓ માટે જે હોય તો તે છાશ તો જે અમારે ઘોળવું પડેલું હતું તેમાંથી છાશ તૈયાર કરી લીધી અને ત્યાર પછી જરાક એવો સમય વધ્યો હતો એટલો બધો પણ નહીં પરંતુ નાની એવું કંઇક નાનું સૂનું એવું બની શકે તો અમે સંભારો બનાવેલો આ રીતનાં અમે અમારાં મહેમાન માટે એક કલાકમાં આ રીતે જે રસોઈની બધી વાનગીઓ છે એ તૈયાર કરી હતી આશા છે કે તમને ગમ્યું હશે મારી આ બાબતને જાણ કરીને